ગુજરાતમાં ટકાઉ અથવા આધુનિક કૃષિને પ્રોત્સાહન આપતા એવું કહેવાય છે કે પહેલાંના પહેલાંના જમાનામાં જ્યારે ટ્રેકટર કે ઇત્યાદિ સાધન નહોતાં ત્યારે બળદ બળદ બળદ બળદ ગાડુ કે માલસામાન લઈ જવો હોય તો બળદ ગાડું પછી ખેતર ને ખેડવું હોય તો હળ